આમ તો ગાયનિક ક્ષેત્રે ઘણા જ બધા વ્યકતિઓનું નામ એ પ્રસંશનિય છે પરંતુ ખાસ કરી અને શાસ્ત્રીય સંગીતની વાત કરવામાં આવે તો એમાં ઓસમાણ મીરનું નામ લેવું અનિવાર્ય બને છે કારણકે એ સંગીતની સાધના ખૂબ જ વિશાળ પ્રમાણમાં કરે છે આ સિવાય લતા મંગેશકર પણ ગાયનિક ક્ષેત્રે આટલું જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે આ બન્ને ઓસમાણ મીર અને લતા મંગેશકર ખૂબ જ સારા પ્રમાણમાં ગાયન કરી શકે છે અને એમને જીવંત રાખવાં એ આપણી માનવીય પ્રકૃતિ છે અને એમને સાંભળવા એક ખૂબ જ એક લ્હાવો છે અને આ જો વારંવાર છે એ ગાયન કરતા રહેશે તો ભવિષ્યની અંદર ઓસમાન મીર ખૂબ જ સારું એવું નામ મેળવી શકશે એને સાંભળવા એ ખૂબ જ મહત્ત્વનો લ્હાવો છે શા માટે કારણકે એના સ્વર આટલા ખૂબ જ મહત્ત્વના છે અને એમનું ગાયન એમનો રાગ અને એમની સ્વર પ્રત્યેની સમજૂતી ખૂબ જ મહત્ત્વની છે